હા અરે તમે ક દરિયા હું દરિયાપુરમાં રહું છું મારું નામ અમરીન શેખ છે અને તમે હું મતદાર બોલું છું અરે તમે હં તમે કોણ છો કોર્પોરટ હા હા અમારે ત્યાં અમારે એરિયામાં એટલે તો પાણી હં અમારે મા મારી પ્રોબ્લેમ એ છે કે અમારે એરિયામાં દરિયાપુર એરિયામાં પાણી ગંદુ આવે છે અને બીજી વાત તો એ છે કે રસ્તા પર ખાડા બી બહુ છે કેટલી વખત હા કેટલી વખત કૅમ્પલેન કરી પણ પણ મેં બે ત્રણ વખ

હં કે પણ બે ત્રણ વખત મેં કમ્પલેન કરી પણ કોઈ ધ્યાન આપતું જ નથી કોઈ આવતું એ નથી તો પછી તમે ક કહો છો તો ખરા એની પહેલાં પણ તમે કીધું હતું કે થઈ જશે થઈ જશે પણ હમણાં સુધી કંઈ થયું નથી

હં હં અમારો વોર્ડ નંબર છ છે

હં તો એડ્રેસ હં તો અ એડ્રેસ છે લીમડી ધ લીમડી લીમડીમાં લીમડીમાં આગળ આવશો ને તલાવડી તલાવડી ને ત્યાં હા હા હા લોખંડવાલા હોસ્પિટલ છે ને ત્યાં તેના આગળ આવશો હં હં હં હા કમર મસ્જિદને ત્યાં જ બસ કમર મસ્જિદ હા પાછળની ગલીમાં હા તો નીકળી જાય છે ભાઈ એવું કેવું કામ કરો છો તમે લોકો નીકળી જાય છે વારે ઘડીએ હમ્મ હા હા તો એવું કરો કે નીકળે ના વરસાદ પણ હોય કે કશું ઓકે ઓકે હા સારું થેન્ક હા થેન્ક યુ હં ઓકે હં હા હં ચોક્કસ કહીશ બધાને કે તમે ઓ હા હા હા ઓકે સારું સારું હં